તમારા ત્યાંથી મારા ફેમલીવાળા કપડાં લેવા આવ્યાં છે તમારે ત્યાં અને તમે ભાવ બહુ વધારે કહો છો હું તમારા બાજુ મારી વાત સાંભળો તમારા કોમ્પલેક્ષમાંથી ને જ બોલું છું હું વિશાલ બોલું છું હા હું તમારા કોમ્પલેક્ષમાંથી જ બોલું છું તમે બહુ બધો ભાવ કહો છો દરેક વસ્તુનો દરેક વસ્તુમાં તમે બે બે હજાર ચઢાવીને કહો છો ના ના ના ના અમને પણ ખબર છે અમે પણ માર્કેટમાં જ ફરીએ છીએ અમે કાંઇ માર્કેટનો

અરે તો જે રિજનેબલ ભાવ છે એ ભાવમાં આપો ને તમે એ રિજનેબલ ભાવ છે એ આપો તમને હું ભાવ કઈ રીતે જણાવું કહો મને મારો ધંધો નથી બરાબર મારો ધંધો નથી આ તમારે છે ને કામ કરીને હેં જે એ લોકોએ કઢાવ્યું હોય એ એ લોકોને આપી દો ને બરાબર ને અત્યારે હું પણ આવું જ છું થોડીવારમાં હું પણ આવું જ છું તો તમે રિજનેબલ ભાવ કહો ને યાર ગમે તેમ મન ફાવે એમ કેમ માગો છો મન ફાવે એવી એવા ભાવ કેમ માગો છો તમે યાર આ વાજબી કંઈ નથી સાહેબ અમે પહેલાં પણ તમારી હમ હા તમારા ત્યાંથી અમે ચાર થી પાંચ વાર શોપિંગ કરી છે આગળ પણ સિઝનમાં પણ તમારે ત્યાંથી જ લઈ ગયા હતા અમે બરાબર

ઠીક હે ચાલો કંઈ વાંધો નહીં જે હોય એ આપી દો ને હું આવું છું

ઓકે ઓકે ઓકે નો પ્રોબલમ ઓકે